આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે સમાચારોમાં છાપાઓમાં બધામાં ન્યૂઝ આવતા હોય છે કે તરતા પાણીમાં વહેતાં એક્સપાયર થઈ ગયા હોય કે તરતાં ના આવડતું હોય તો એ મિત્રો સાથે ગયા હોય અને એમનું ડેથ થયું હોય તો એ બધું ધ્યાન રાખીને આપણે આ વસ્તુઓનું ધ્યાન રાખીને આપણે ન જવું જોઈએ અને જો આપણને તરવાનો એટલો બધો બી શોખ હોય તો આપણે સ્વિમિંગ ક્લાસ કરી લેવા જોઈએ જેથી આપણા એ આપણો જીવ બચે પ્લસ આપણા પરિવારને પણ એક સારો એવો સદસ્ય બચે જેનો આપણે સૌ ધ્યાન રાખવું જોઈએ અને અમે અહીંયાં આણંદમાં અહીંયાં ડી માર્ટ છે એની પાછળ સ્વિમિંગ ક્લાસીસ કરાવી રહ્યા છે તો જે આણંદથી કોઈ પણ હોય એને ન ફાવતું હોય તો અમે આણંદથી ત્યાં જ જઈએ છીએ જે બહુ સરસ સ્વિમિંગ કરાવે છે તમે સ્વિમિંગ કરીને કોઈ પણ જગ્યાએ આરામથી સ્વિમિંગ કરી શકો છો અને કોઈ પણ ચિંતામુક્ત વગર ડર્યા વગર તમે કોઈ પણ નદીમાં કોઈ પણ નદી કિનારે જઈ શકો છો અને અમે ગોવા ફરવા ગયા હતા ત્યારે અમે લોકો ઇઝીલી સ્વિમિંગ કરી શકતા હતા બીચ ઉપર ગયા હતા તો અમને કવચ આપવામાં આવ્યા હતા જેથી અમે ઇઝીલી આગળ જઈને અંદર રહી શક્યા હતા તો આપ પણ આ રીતના કરી શકો છો એ જ નોંધ લેશો